હલો હા હા હા હા હા જી મમ્મી બોલો બોલો હં હં ઓહ હં હં બરાબર છે મમ્મી હવે જો સાંભળો હા તો જુઓ સાંભળો મમ્મી હું એમ કહેવા માગું છું કે એમરોડરી વર્ક છે ને બહુ જૂનું થઈ ગયું છે બરાબર છે તો આપણે છે ને એને અહીંયા જે કામદાર છે ને ત્યાં લઈ જઈએ અને બે હજારમાં તો આનાથી બહુ જ સારી સારી સાડીઓ અત્યારની જ ફેશન ડિઝાઇનની ત્યાં મળી રહે છે અને કલર બી નવા નવા બહુ સારા આવેલા છે ત્યાં તો આપણે ત્યાં જતા રહીએ મારું કહેવું એમ થાય છે કે એમરોડરી વર્કવાળી આપણે કેન્સલ કરીએ અરે એમ નથી કહેતી હું તો તમને સજેશન આપું છું હું તો તમને હું તો તમને શજેશન આપું છું પણ તમે તો હવે તમે નહીં સમજો કોઈ દિવસ સમજશો જ નહીં હવે તો એવું લાગે છે મને ઓકે હા હા તો જુઓ એમરોડરી વર્કનું આપીએ બરાબર તો લેવા સાથે જઈશું ને તો કલર અને એનો ભાવ છે ને એ હું નક્કી કરીશ અરે એવું ના હોય તમને અત્યારની ફેશનની હજી ખબર ના પડે અત્યારે ઘણી બધી નવી નવી ડિઝાઇનની આવેલી છે અને કદાચ એવું બને આપણી હા કે તમારી ચોઇસની આપીને તો એ પહેરે બી નહીં પહેરીને લ્હાવો લઈ શકે એવી લેવાની હોય ને આપણે તો એવું ના વિચારવાનું હોય એની પહેરીને એ તક લઈ શકે ને એવું જોવાનું હોય આપણે મમ્મી તમે હવે થોડુંક સમજો કાંઈક તમે શેમાં જશો એકલા તમને આવડે છે કાંઈ સ્કૂટી કે કાંઈ આવડે છે મમ્મી અરે પગ કામ નથી કરતા રાત્રે મારી પાસે દબાવશો તમે ના ના એ તો હું સાડી તો હું જ ચૂઝ કરીશ મમ્મી તમે આવવું હોય તો તમે આવજો નહીંતર હું સ્કૂટી લઈને લઈ આવીશ હા જોઈએ ચાલો હા ચાલો